અમારા વિસ્તારમાં અમુક કેટલાય એવાં લોકો છે જે અંધ શ્રદ્ધામાં બહુ માને છે જેમાં આપણે વાત કરીએ તો કોઈ બિલાડી પસાર થતી હોય અને આપણે નીકળતા હોય તો આપણે પાંચ દસ મિનિટ એ લોકા રોકી જતાં હોય છે એમ કે એ બિલાડી પસાર થાય એના પાંચ દસ મિનિટ પછી આપણે જઇએ એમ પણ એ ખોટી વાત છે એમ બિલાડીને આપણે કોઈ સબંધ જ છે નઇ એમ એ એના રસ્તે જતી હોય એમાં આપણું ને એનું કોઈ મેળ જ નથી તો એ ખોટી વાત છે આવા અંધશ્રદ્ધામાં ન જવું જોઈએ અને બીજી વાત કરીએ તો ઉપરાંત વિધવા સ્ત્રી હોય એને અપશુકન માને છે જેને બાળકો ના હોય તેને પણ અપશુકન માને છે અને નજર લાગવી વગેરે બધું અંધશ્રદ્ધાની વાતો છે